મોબાઈલ અને ટીવી જેવી ટેક્નોલોજી વધુ પડતા ઉપયોગને કારણે બાળકો બરાબર જમી નથી શકતા કકળાટ કરે છે રડે છે ધમાલ કરે છે એમને મોબાઈલ તો આપવો જ પડે મોબાઈલ વગર ચાલતું નથી યુ ટ્યૂબ વગર નાના બાળકોને અત્યારે સૌથી વધારે યુ ટ્યૂબ નો શોખ છે